મારી મારા આ વલસાડ જિલ્લાની અંદર એક પારનેરા ડુંગર આવ્યો છે એ પારનેરા ડુંગર એક કિલ્લો માનવામાં આવે છે આમ તો હું રાહોતનો રહેવાસી હોવાથી મને આ વિષે થોડી વધુ વધુ માહિતી નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે શિવાજી મહારાજ જ્યારે સુરતની અંદર મુગલોએ મુગલોનું શાસન હતું ને મુગલો ત્યાં લૂંટફાટ કરતાં હતા અને ઘણું બધું નુકસાન કરતાં હતાં તે વખતે શિવાજી મહારજ મહારાષ્ટ્રથી સુરતમાં આવ્યા અને સુરતમાં મુગલોનો નાશ કરીને પછી તે ફરી જતા હતા ત્યારે શિવાજી મહારાજને અહીં પારનેરા કિલ્લા પર ઘેરી લેવામાં આવ્યા હતા ઘેરી લેવામાં આવ્યા હતા હાલમાં ત્યાં દર વર્ષે આમ તો દર પૂનમે માતાજીનો મેળો ત્યાં ભરવામાં આવે છે ત્યાં મહાકાલી માતા ચંડિકા માતાનું મંદિર છે મંદિરની ઉપર એક સરસ મજાનો વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અહીં દર નવરાત્રીની અંદર ખૂબ જ સારો એવો મેળો ભરાય છે અને આઠમના દિવસે ત્યાં લોકો માતાજીની પૂજા અર્ચના કરવા માટે જાય છે અને ખુદ ચંડીકા માતા આ ત્યાં હાજરાહજુર છે એવી લોકવાયકા છે વાસ્તવમાં લોકવાયકા તો નથી જ પણ સાચું હોય લોકો ત્યાં શ્રદ્ધા સુમનથી ત્યાં માતાજીના દર્શન કરવા માટે જાય છે આમ તો વહેલી સવારથી જ વહેલી સવારમાં જ લોકો વહેલી સવારે જ લોકો ત્યાં માતાજીના દર્શન કરવા માટે જતાં હોય છે ત્યાં મોટે ભાગે નવરાત્રીની અંદર નવે નવ દિવસ માતાજીના ગરબા ગાવામાં આવે છે માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ભંડારો પણ કરવામાં આવે છે